આ કબાટ બનાવે એટલે રસોડામાં કે એક જ જગ્યા પર છે કે બધું અલગ અલગ જગ્યા પર તો મારે પહેલાં કબાટનું પહેલાં માપ લેવું પડશે મારે કે કેટલાં બાય કેટલાંનું છે પછી અમારે એનો સામાન લાવવો પડશે સાદા કબાટ અત્યાર તો દરેક ઘરમાં કોમન થઈ ગયાં છે તમારે સાદા કબાટ બનાવશો તો ભાઈ તમારા રસોડામાં જેવાં છે તેવાં ને તેવાં લાગશે અત્યાર ટાઈમ છે પેલા હાઇડ્રોલિક કબાટ બનાવાનું હાઇડ્રોલિક કબાટ બનાવાનું એક કબાટ બનાવાનું બે હજારથી પચીસ સો રૂપિયા ચાર્જ લઉં છું હું ના મટિરિયલના પૈસા અલગ મટિરિયલ પછી તમારે કદાચ તમે લાવી આપો તો સારામાં સારું અને હું લઈને આવું તો મટિરિયલનો તમારે ચાર્જ આપવો પડે બાકી મારી મજૂરી બે હજારથી પચીસો રૂપિયા છે એટલે એક કબાટ બનાવશો તમે તો ભાઈ બે હજાર રૂપિયા જેવું થશે ઓછામાં ઓછા પછી પાંચ કબાટ બનાવશો પછી સાઇઝ ઉપર આધાર છે કે પાંચ કબાટ કેટલા સાઇઝના થયા છે કેટલી જગ્યા પર કબાટ મૂક્યા છે અને મટિરિયલ તમે કેવું વાપરો છો એની ઉપર આધાર બધો એટલે અંદાજિત ના અમે ફૂટ ઉપર લઈએ છીએ બધું માપથી માપથી જ લઈએ છે અમે ઉચ્ચકનું કામ નથી કરતા અમે